જે ફક્ત સૌંદર્ય જ નથી પરંતુ સ્થાનોની માળખાકીય રચના છે અને તેમની વૈવિધ્ય વૈવિધ્યતા પણ દર્શાવે છે ડ્રોન વડે શૂટિંગ એકદમ વિઝ્યુલ આર્ટ માટે નવી ક્ષિતિજ ખોલે છે જેમાં સર્જનાત્મકતા અને ટેકનોલોજીના સંયોજનથી આગવી છબી આગવી છબીઓ બનાવી શકાય છે